હાલની વાત કરીએ તો હું જ્યારે જમ્મુ કાશ્મીર ગયો ત્યારે મને દેશના જવાનો આપણા જે દેશની સલામતી માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છે દેશની બોર્ડરને સરહદ ઉપર જે રાત દિવસ એ લોકો મહેનત કરે છે આપણા દેશની સલામતી માટે ખૂબ જ મહત્ત્વનો પોઈન્ટ એ છે કે એ લોકાની મહેનતના કારણે આપણે અત્યારે સુરક્ષામાં રહી શકીએ છીએ આપણે સૂતા હોઈએ છીએ રાત્રે પણ એ લોકો રાતે પણ જાગતા હોય આપણા દેશની સલામતી કરતાં હોય છે અને આપણા જે દેશની આર્મી ખૂબ જ એમને હું શુભેચ્છા આપું છું કે આપણા દેશ માટે કંઈક કરી રહ્યા છે બસ સલામતીની બાબતે આપણા દેશની આર્મી એ નંબર વન પર છે બસ આપણી એ જ શુભેચ્છા છે